હા ગાયનના ધ્યેયો અને ભવિષ્ય માટેની આકાંક્ષા વિશે એક ચર્ચા કરવી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદો છે ગાયનના ધ્યેયો પહેલું છે એમાં સ્વભાવિક અભિવ્યક્તિ ગાયક એવી કલા છે જે વ્યક્તિને અભિવ્યક્ત કરવાનો સ્વભાવિક માર્ગ આપે છે કારણ કે તેની ભાવનાઓ અને વિચારોને સંગીતના માધ્યમ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ બીજું છે એ તકનીકી કુશળતા જેમાં ટેકનિકલ જ્ઞાન અને ક્ષમતાઓમાં સુધારો કરવાનો હોવી જોઈએ સંગીત વિવિધ શૈલીઓમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તાલીમ લેવી લેવી મહત્ત્વપૂર્ણ છે ત્રીજું છે સાંસ્કૃતિક વારસો જાળવવો એ પણ ખૂબ જરૂરી છે ભવિષ્ય માટેની આકાંક્ષાઓ આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રભાવ છોડી શકવો ગાયકો માટે આકાંક્ષા હોય છેકે તેઓ તેમના ગાયનની ઓળખ વિશ્વ વ્યાપી સ્તરે બનાવી શકે બીજું છે આર્ટિસ્ટ તરીકેની વૃદ્ધિ એક લક્ષ્ય એ હંમેશા પોતાની અંદર નવી નવી શૈલી કૃતિ અને પ્રયોગો દ્વારા વૃદ્ધિ મેળવવી હોવી જોઈએ ત્રીજું છે સાહસિક પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં ઘણા ગાયકો સાહસિક પ્રોજેક્ટ્સ કરવાના ઇચ્છુક હોય છે જેમકે ફ્યૂઝન મ્યુઝિક મૂવી સ્કોરિંગ અથવા અન્ય કલા ક્ષેત્ર સાથેનું સંયોગ